હેલો હા સર તમે સ્વિગીમાંથી વાત કરો છો હા તો સર મેં એમાં ખમણનો ઓડર કર્યો હતો અને તમે લોકોએ ઢોકળા મંગાવી મોકલાવ્યા છે હા તો મેં ખમણનો ઓડર કર્યોને તમે ઢોકળા મોકલાવે એનું શું મારે મારા ઘરે ગેસ્ટ આવીને બેઠા છે તો હવે તમારો પ્રશ્ન છે સર હા તો મારે હવે એનું શું કરવાનું ખમણની ઢોકળી જગ્યાએ ઢોકળા આવી ગયા એનું હા તો એ તમારો પ્રશ્ન છે તમારે ઓડર લેતી વખતે પહેલાં સાંભળવું જોઈએને હા તો તો તમારો જ પ્રશ્નને એ તમે લોકોએ સાંભળ્યું નહીં એટલે હા તો એના માટે મારે શું કરવાનું હવે આ ઓડર પાછો પરત કરું ને ઓકે ઓકે હું હું ઓડર પાછો મોકલું છું